મેમ હું જીલ બોલું છું તો તમા અમારા ગુજરાતમાં તમે ફરવા માટે આવિયા છો તો તમે અમારી રેસ્ટોરન્ટમાં જમવા માટે આવો ને એટલે આપડે ગુજરાતી ડિશિસમાં આપડે ઘણાં બધા શાક છે આપડે રીગણા બટેકાનું છે સેવ ટમેટાંનું શાક રાખેલું છે ઓળો છે પછી ગાંઠિયા ગાંઠિયાનું શાક આપડે બનાવેલું છે ને તમને રોટલા રોટલીમાં પણ ગમે તેમ મળી જશે તમે જે માંગસૉ એ આપડે ત્યાં અલગ અલગ વેરાયટીમાં રોટલા પણ મળે છે જુવારના રોટલા પણ આપડે રાખીએ છીએ બાજરાના રોટલા પણ રાખીએ છીએ ને બને મિક્સમાં પણ આપડે રાખીએ છીએ તો હા મેમ ઓળો પણ તમને તમે જેવો કેસો એ પ્રમાણે બનાવી આપસું તમને તમે સ્પાયસી કેસો તો સ્પાયસી પણ મળી જશે જઈન જૈન તમારે જોતું હશે ડુંગળી વગરનું તો એ પણ બનાવી આપશું ના એ પણ તમને મળી જશે તમે જેવો કેસો એ પ્રમાણે રોટલો તમને મળી જા શે હા મેમ એના સિવાય અમારે ત્યાં દાળ ફ્રાય ને જીરા રાસ રાઈસ ને એ પણ મળે છે તો તમારે એ પણ ટ્રાય કરવું હોય તો તમે એ કરી શકો હા છાસ પણ તમને મળી જશે ઓકે સ્યોર મેમ તો હું તમને મારાથી બનતી બેસ્ટ ડિશ પ્રોવાઈડ કરીશ અને તમારે કદાચ કઈ પણ ટેસ્ટમાં ચેંજીસ કરાવા હોય તો એ પણ તમને હુ કરી આપીશ કદાચ તમારે થોડું સ્પાયસી બનાવું હોય કદાચ કોઈક શાકમાં તમારે ઓછું રાખવું હોય તો તે પ્રમાણે પણ આપડે બની જશે ઓકે મેમ તો હું અત્યારે તમારું ઓર્ડર લખી લઉં છું કે ભઈ એક બાજરાનો રોટલો ને ઓળો ઓકે મેમ ઓકે મેમ છાસ એક ઓકે ઓકે મેમ થેન્ક્યુ મેમ